હેલો હ મિનાક્ષી બેન હા તમે હિમાંશુના મધર થાઓને ઓકે ઓકે ઓકે ઓકે વાંધો નહીં એ ડાન્સ પ્લસમાં આવે છે ને હહહ હા બસ તો મારે તો ખાસ જરાક એને તો કમ્પલેન તો અ તે નહીં કહેવાય પણ મારે તમને કહેવું છે કે એ સનનું બિહેવિયર જરા નથી સારું ક્લાસમાં એની લીધે શું થાય છે કે બીજા બધા ડિસ્ટર્બ થાય છે સ્ટુડન્ટ ને બહુ જ હા હા બહુ જ મિસબિહેવ કરે મેં બે ચાર વાર એને સમજાવ્યો પણ ને પછી મેં એમ પણ કીધું કે જો હવે તું નહીં માનેને તો મારે તારા પેરેન્ટ્સ સાથેને તારા મધર સાથે વાત કરવી પડશે ને તો પણ એ ખબર નહીં હસવામાં જ કાઢી નાખે એટલે હ હ હ

હા પણ ખબર અચ્છા અચ્છા અચ્છા બા આમાં શું થાય છે કે બીજા બધા જ્યારે હું શિખવાડતી હોઉં અને અમારી ડાન્સ પણ એક કળા છે અને કળા એ મારે માટે બહુ જ એટલે મારી વિદ્વાનેને ઈનો હ એમ એનું પછી શું કહેવાય એનું માન નહીં રહે કળાનું માન નહીં રે બરાબરને અને એને લીધે છોકરાઓના એમની પછી બીજા બાળ માનસ ઉપર પણ એની ખોટી અસર થાયને બેન એટલા માટે એટલે તમારા ખાસ એટલા માટે જ મારે મેન તમને કમ્પ્લેન કરવાનું કારણ એ જ કે તમે જરાક એને શાંતિથી ઘરે જરાક જાણી લેજોને કે એની કોઈ કંપની એવી છે એટલે એ આવું કરે છે કે પછી ખબર નહીં પણ તમે જરાક એની સાથે થોડુંક તમારી રીતે કાઉન્સલિંગ કરીને જરાક એને જરાક એ કહેજો હ હા હા ઓકે ઓકે હા હા હા હા હા ચોક્કસ ચોક્કસ હા હા હા હં હ બરાબર હા અચ્છા હમ હ હ ચોક્કસ ચોક્કસ એટલા માટે જ અરે એમાં એને અરે કંઈ નહીં મારી એટલે મારી આ ફરજ છે કારણ કે મને પણ છે ને મારે માટે બધા જ દીકરાઓ બધાજ સ્ટુડન્ટ મારી આંખમાં સમાન હા સરખા જ હોય તો પછી એમ થાય કે આટલું બધું બીજું કંઈ નહીં તમે કેટલું વિશ્વાસથી ફી ભરીને છોકરાઓનો એ

હ બરાબર ને હા અને બીજું કંઈ નહીં આમાં તમારી પણ ફી હહ કંઈ હોને નહીં તમે ખાસ ધ્યાન રાખજો હ હા હા અરે વાંધો નહીં અરે નો પ્રોબ્લેમ હે ને હા હા ચાલો ચાલો બાય હ હા